હા મેં માઇન ક્રાફ્ટ નામની રમત રમી છે જેમાં મારી માટે અંતયન નવીન અને અનોખી લાગી આ રમતની વીશેષતા એ છે કે તેમને એ સંપૂર્ણ ઓપન વર્ડ મળે છે જ્યાં તમે તમારા વિચારો અને ક્લ્પનાઓના આધારે કંઈપણ બનાવી શકો છો તેમાં તમારે દ્વારા આખા શહેર કે બાંધ કામ બનાવી શકો છો આ રમતની ખાસિયત એ છે કે તેમાં કોઈ નક્કી લક્ષ્ય નથી પરંતુ તમે ક્રિએટિવ મોકથી વિવિધ પ્રકારની રચનાઓ કરી શકો છો જેનાથી રમત ખૂબ જ મજા ભરી બની જાય છે અથવા એક છે જે એમાં અમોંગ અઝ નામની એવી રમત છે જેમાં અમે બહુ નવીન લાગી એમાં રમત ગમતની સાથે માનસિક કૌશલ્ય અને સ્ટ્રેટેઝીક વિચારો વિચારવાની ક્ષમતા પણ જરૂરી છે તમે ક્યારેક નથી જાણતા કે કઈ વારમાં કોણ છેતરપિંડી કરી રહ્યું છે આ નિશ્ચિતતાથી જ

સ્ટેપથી રમતથી અનોખી બનાવે છે આ પ્રકારની વિવિધ રમતોના ઉદારણો આપે તમે આ પ્રશ્નનો વધુ વિશાળ અને વ્યક્તિત્વમય જવાબ આપી શકો છો અવશ્ય તમને આ પ્રશ્નનો આનો જવાબ આપી શકો છો હા મેં લેઝન્ડ ઓફ ઝેલડા બ્રિથ ઓફ વાઇલ્ડ મારી આ મારી માટે ખાસ નવીનતા અને અનોખી એવી રમત હતી આ રમતનું વિશાળ ઓપન વર્ડ માહોલ અને ખેલાડીની પૂર્ણ સ્વતંત્રતા આપી ગેમ પ્લે ડિઝાઈન ખૂબ જ રસપ્રદ છે તેમાં દરકે કોણે એક અનોખું સાહસ હોય છે જ્યાં મને રકમની અનુસરણ કરવું નથી પડતું પંરતુ હું મારા માર્ગ ચૂંટી શકું છું ખાસ કરીને આ રમતનો ગ્રાફિક્સ અને ગેમ ડિઝાઇન અને વધુ મોસદાર બનાવે છે અને હા પોર્ટલ ટુ એવી રમત છે હતી જેમાં મને ખૂબ જ અલગ લાગી આપો પઝલ ગેમમાં ખાસ ફિઝિક્સ આધારિત પોર્ટલ મેકેનિક્સ છે જેનો ઉપયોગ કરીને તમે ઉકેલાવો શોધો છો તે રમતને વિવિધ રીતે વિચારતા બનાવે છે અને તમારા તાર્કીક વિચાર શક્તિનું ઉતમ ઉપયોગ કરાવે છે રમતના હુનર અને પઝલ્સ વચ્ચેની બેલેન્સ પણ સરસ સે અને રમતનોમાં તેમની નવીનતા પૂર્ણ દિશાઓ હોય છે જેમ કે ઝરની અને નો નો મેન્સ સ્કાય જેવી રમતમાં પ્રવાસ અને શોધ ખોળના અનુભવોને પ્રાથમિક તા આપવા છે જ્યારે તમે જવાબ આપો છો તેનાથી તમારો મનોરંજનના અનોખા અનુભવોને રજૂ કરો જેથી તમારો જવાબ અલગ રહે હો હજી કરો હા જર્ની એવી રમત છે જે મારી માટે ખરેખર અનોખી હતી આ રમતનું મૂળભૂત આધાર સાદો છે એક